હા જી બોલો અચ્છા હા હા હા હા હમ હમ હા હા

બરાબર હા તો એ તો હું જોઇને તમારા નળ કેવા છે મિક્સર લગાવવાનું છે કઈ સ્ટાઇલનુ નળ છે એ જોઈ અને હું તમને મારા ચાર્જીસ કહું છુ તમારી સાઈટનું એડ્રેસ આપી દેજો તો હું સાઇટ પર આવીને વિઝિટ કરી અને તમને ચાર્જિસ બધા લખી દઉં છું બરાબર તો એ પ્રમાણે તમે મને એડ્રેસ મોકલો તો ચાર્જ ને એ બ પ્રમાણે જોઈ લઉં છું અને તમારો કયો ટાઇમ છે જે તમને એ થાય કન્વીનીઅન્ટ ટાઇમ તમારો શું છે એ પ્રમાણે તમે મને કહો તમારી સુવિધા પ્ર હમ હમ હમ હમ હમ હમ બરાબર છે તમને કયો ટાઇમ ફાવે એવો છે હં હં

કેટલા વાગ્યા અચ્છા તો હું અચ્છા તો હું તમને નીકળતા પહેલાં તમને ફોન કરીશ બરાબર તો તમે કેટલી મિનિટમાં ત્યાં પહોંચી જાવ હા તો મારે એ બાજુ જુહાપુરા બાજુ કામ છે તો એ પતાવી અને હું ચારેક વાગે તમને ફોન કરીશ ત્યાંથી નીકળતા હું દસ મિનિટમાં ત્યાં પહોંચી જઈશ બરાબર છે એટલે તમે બી ત્યાંથી તમારે ત્યાંથી નીકળી જાવ અને ત્યાં બેસો એટલે એ પ્રમાણે હું આવી જઈશ અને તમારે નળ ને બધું તો લાવેલું જ છે ને હા જો સાવર પેનલના વધારે પૈસા થશે થોડા બરાબર કારણકે એનું ફીટીંગ જરા એ માગી લે છે બરાબર છે હા એ તો એ તમારે વ્યાજબી લગાવી હા હા હા હં હં

હા હા હા હા હા બરાબર છે સારું સારું ચાલો આપણે પછી હું તમને તમે મને ફોન કરજો હં હા તમારા એડ્રેસ હા ચાલો આવ